ભારતના અમુક જુજ એવાં સ્થળો છે જે અમે બાઇકની મુલાકાત બાઇક દ્વારા મુલાકાત લીધી છે અને ઘણાં એવાં સ્થળો છે જ્યાં હું મુલાકાત લઇશ શરૂઆત હું ગુજરાતમાં રહું છું એટલે ગુજરાતથી કરું તો ગુજરાતમાં અમુક કચ્છનું નાનું રણ છે આમ જઈએ તો માઉન્ટ આબુ છે આ સાઇડ જોવા જઈએ તો સુરત સાઇડના સ્ટેચ્યુ ઓફ યુનિટી મિન્સ કે આજુ બાજુમાં આવ્યું છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી અંબાજી એ બધાંય સ્થળો મેં બાઇક દ્વારા ટુંકમાં સફર કરી છે હું ને મારો મિત્ર એવી રીતના અમે બે ત્રણ મિત્રો ટૂંકમાં આખો ચાર પાંચ દિવસ કે પંદર દિવસ જે હોય એ આખું બાઇક ઉપર ટ્રાવેલ્સ કરતાં ટૂંકમાં મુલાકાત કરતાં બાકી આજુબાજુમાં હોય બસો ત્રણસો કિલોમીટરની અંદર હોય એવા તો બાઇકમાં જ અમે કરીએ છે જો મારું સપનું તો ઊચું છે પણ તમને વાત કરું તો કચ્છનાં રણમાં અમે બાઇક દ્વારા ગયા હતા પછી ત્યાંથી અમે આવ્યા રિટર્ન આવ્યા પછી થોડાક સમય પછી અમુક બે ત્રણ મહિના બાદ અમે અંબાજી ગયા હતા અંબાજી બાઇક દ્વારા ગયા હતા પછી ત્યાંથી અમે આબુ અંબાજી માઉન્ટ આબુ બધુંય બાઇક દ્વારા જ કવર કરેલું છે પછી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બાઇક દ્વારા અને ટૂંક સમયમાં હવે હું લેહ લદ્દાખ જવાનું વિચાર્યું છે કેમકે હું સોશિયલ મીડિયામાં બાઇક બાઇક દ્વારા બધાં લોકો જતાં હોય તો મારું પણ સપનું છે કે હું પણ બાઇક દ્વારા જાઉં એટલે અમે જુજ થોડાક સમયમાં અમે ત્રણ ચાર મહિના જ હું મારા મિત્રોન મારા ગ્રુપ ફ્રેન્ડ સર્કલ મિત્ર વર્તુળ સાથે અમે લેહ લદાખ જવાનો પ્લાન કરી રહ્યા છે એના માટે નાની મોટી જે પ્રક્રિયા શરૂ કરવાની છે એ બધી થઈ ગઈ છે બાઇક પણ રેડી જ છે બધુંય રેડી છે પણ નૉર્મલી જે બધી પ્રક્રિયા કરવાની હોય ને જીવન જરૂરિયાતની વસ્તુ મતલબ લાંબો સફર છે એટલે બધી તૈયારી કરવી પડે રાત્રિ રોકાણ એવું બધુય પ્રક્રિયામાં છે એટલે થોડાક સમય પછી અમે જવાના જ છીએ એ ફાઇનલ છે લેહ લદાખ અમારું આમ ટૂંકમાં જે સોશિયલ મીડિયા ઉપર અમે જે જોઈએ છે એના અમને મેં કીધું અમે નક્કી અમારા મિત્ર વર્તુળ સાથે નક્કી કર્યું કે ભાઈ તમે કચ્છનાં રણને એ બધું તમે બાયક દ્વારા જઈ શકો તો બધાંય જો લેહ લદાખ જતાં હોય તો તમે આપણે શા માટે ના જઈ શકીએ એવી રીતના અમે લોકોએ પ્લાન કર્યો અને અમે હવે જવાનું વિચારી રહ્યા છે કે ભાઈ લેહ લદાખ કઈ રીતે જાવું જો કે જવાનું તો ફાઇનલ છે બસ બધું બધી પ્રક્રિયા મહત્વની તો બધી પૂરી જ થઈ ગઈ છે બસ હવે જવાની જ રાહ છે